મેં થોડા સમય પહેલાં તેને એક મોરનું ચિત્ર દોર્યું હતું જો દેખાવમાં તો સામાન્ય જ હતું પણ તેના શરીર પરના રંગબેરંગી રંગો એ જીવનના વિવિધ સુખદુખના રંગોને દર્શાવતા હોય તેવું મને લાગે છે મોર શ્રીકૃષ્ણનું વાહન છે હંમેશાં સરસ મજાની કળા કરી લોકોને પોતાના પ્રત્યે આકર્ષે છે એની પીંછીના રંગબેરંગી રંગો આપણા જીવનમાં વિવિધ રંગોના ઉતાર ચઢાવને દર્શાવતા હોય એવું મને હંમેશાં લાગ્યા કરે ક્યારેક આનંદ તો ક્યારેક શોક પણ આ દરેક પ્રસંગે તટસ્થ રહી મોરની કળાની જેમ જીવનની દરેક ક્ષણને માનતા રહેવું એમ મારું માનવું છે